પાકની ઉત્પાદન અને ગુણવતા વધારવા માટે આજે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે નવી ટેકનોલોજીનો જેની અંદર જે પહેલાના જમાનાની અંદર જે ખેડુતો જે બળદ બળદથી ખેતી કરી શકતા હતા કે એવી જગ્યાએ અત્યારે જે નવી ટેકલોજી આવી છે નવી ટેકનોલોજીની અંદર ટેક્ટરનો ઉપયોગ કરી શકે છે અને ટેક્ટરના ઉપયોગ કરવાથી જે બળદ ચાર દિવસની અંદર જે કામ કરતાં તા તે ટેક્ટર એક દિવસની અંદર કામ કરી શકે છે અને પહેલાના સમયની અંદર એવું હતું કે ટેક્ટરો પણ આપણે ધળ પૂરેપૂરા પૈસાથી લેવા પડતા હતા અને અતારે જે સરકાર શ્રી તરફથી જે સબસીડી અમુક ટકા જે સબસીડી આપવામાં આવે છે તો આપણે ટેક્ટર સરળતાથી ખરીદી શકીએ છે અને ખેતીની અંદર એનો ઉપયોગ કરી શકીએ છે અને સાથે ટેક્ટરની પ્લાવ આવે છે કલ્ટીવેટર આવે છે રોટરી આવે છે ઘણા બધા ખેતીને લગતા ઓજારો પણ ટેક્ટરની સાથે આવવાથી આપ ખેડુતોને ઘણો ફાયદો થાય છે અને જે ખેતરની અંદર કોઈપણ પાક વાવેલો હોય અને પાકની અંદર જો કોઈ જીવ જંતુઓ નુકસાન નુકસાનકારક જંતુઓ દેખાય તો આપણને આપણે જે ખેતી નિયામકસી અને ખેતીને લાગતી કોઈપણ સંસ્થાની અંદર આપણે ફોટા પાડીને મોકલાવીએ તો એ આપણને એ આપણને સહાય અને પાકની અંદર કયો દવા છાંટ દવાઓનો છંટકાવ કરવો તે આપણને માહિતી આપે છે અને એ માહિતી આપવાથી આપણે જે નવી ટેકનોલોજીની અંદર જે પહેલાના જમાનાનાની અંદર પંપ એવો હતો કે એ પંપ આપણે હાથથી હલાવીન દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ અતારે જે નવી ટેકનોલોજીનો જે પંપ આયો છે તે બેટરીથી પંપ ચાલે છે અને એ પંપ દવા પણ જે ફૂવારો પણ સારો ઉડે છે અને સારો ઉડવાથી દરેક પાંદળા ઉપર દવા લાગવાથી ચેપ ઉત્પાદન પણ સારું આવે છે અને એની ગુણવતા પણ સારો વધારો થાય છે